ગુજરાતી ભાષાની ખાસ વિશેષતા એ છે કે એ ભાષા મીઠી અને મધુર છે અને એ તમને રસપ્રદ લાગશે અને બીજી બધી ભાષાઓ કરતાં કંઈક અલગ જ તરી આવશે જેનો મીનિંગ પણ આપણે સરળતાથી સમજાશે અને તમે એની મીઠાશ મેળવી શકશો